હા ગુજરાતી ભાષા બોલવામાં મને ઘણીબધી તકલીફ થાય છે કારણ કે પહેલાંના જમાનામાં શુદ્ધ ગુજરાતી બોલાતું હતું અને અત્યારે બધાની ભાષાઓ જુદી જુદી થઈ ગઈ છે એટલે મને લખવા વાંચવામાં પણ તકલીફ પડે છે કારણ કે જોડણી વાંચવામાં રૂઢિપ્રયોગો કહેવત ઘણી બધી એવી વસ્તુ હોય છે જેમાં મને બોલવામાં ઘણી બધી તકલીફો પડે છે એટલા માટે મને ગુજરાતી ભાષા વાંચવામાં બહુ જ તકલીફ પડે છે અને ગુજરાતી ભાષા સમજવામાં પણ મને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એટલે ગુજરાતી ભાષા મને ઘણી બધી આમ તકલીફ પડે છે પહેલાંના જમાનામાં જેવી રીતનાં ગુજરાતી ચોખ્ખી ભાષા જેવીનો ઉપયોગ લોકો કરતા હતા ને એવી જ અત્યારે ભાષા રહી નથી એટલે મને ગુજરાતી ભાષા બોલવામાં ઘણીબધી તકલીફો પડે છે